ફ્લિપકાર્ડ કસ્ટમર કેરથી વાત કરો છો હું સુમિત બારોટ વાત કરું છું મેં ફ્લિપકાર્ટ દ્વારા એક પાવર બેંક દસ હજાર એમ એ એચની ઓડર કરેલી એ પાવર બેંક ત્રણ દિવસ પહેલાં મને મળી છે હું ત્રણ દિવસથી એ પાવર બેંકનો ઉપયોગ કરું છું સિસ્કો કમ્પનીની આ પાવર બેંક મેં મારા મિત્ર નરેશ પાસેથી જોયેલી પછી મેં આપના ત્યાં ઓનલાઈન મગાવી છે આ પાવર બેંક ખરેખર ખૂબ જ મજબૂત છે અને ખૂબ જ ઝડપી મારા મોબઈલને ચાર્જ કરી આપે છે આ પાવર બેંક જયારે મને મળી ત્યારે સમયસર હતી અને ખૂબ જ સારી રીતે પેકિંગમા મળી હતી કિંમતનાં પ્રમાણે આ પાવર બેંક ખૂબ જ સારી અને સસ્તી છે સાથે એની ગુણવત્તા પણ ખૂબ જ સરસ છે આ પ્રોડક્ટ મને ખૂબ જ ગમી હું આ પાવર બેંકને ક્વોલીટી માટે દસમાંથી દસ રેટિંગ આપું છું અને આપને પણ બેસ્ટ સર્વિસ અને બેસ્ટ પ્રોડક્ટ માટે દસમાંથી દસ રેટિંગ આપું છું આપની આ પ્રોડક્ટને હું મારા મિત્રો સાથે પણ શૅર કરીશ